હા અમે અમારા ગામમાં જે પ્રસંગ થાય ધાર્મિક કે આ જન્માષ્ટમી છે પછી અમુક કથા ચાલે તે જાહેરમાં ભોજનમાં અમને ખાવાનું ભાવે કેમકે બધા એકસાથે સમાજને બધા જ ભેગા થાય તો ખાવાનું ખાઈને સારું બધાને લાગે ને અમુક પ્રસંગ આવે તે અમે અમારી બહેન ભાણેજ એ લોકોને બી આ આ રક્ષાબંધન છે પછી આ

ભાઈ બીજ છે એવા પ્રસંગમાં અમે બધાને ખાવા જમવા બોલાવીએ અમારામાં સત્યનારાયણની કથા થાય તો અમે આખું ગામને બોલાવીએ ભોજનના માટે પછી ચાય પાણીને એ બધું એ કરીએ ને ગામમાં વાતાવરણ અમારા કંઈ ને કંઈ પ્રસંગ આવતા રહે એમાં અમારા બાજુ લગ્ન થાય એટલે લગ્ન આખાં ગામમાં એની વરઘોડા પર બધા આખું ગામમાં ફેરવીને પછી સમૂહ ભોજન હોય તેમાં બધુ મિષ્ટાન હોય ને એ હોય તેમાં અમે બધુ આમ ધાર્મિક અમારે અહીંયાની બધી અમુક કિનારાની પ્રજા છે કે ધાર્મિક તો ખરી જ કેમકે બાપ દાદાથી પહેલેથી બધા છાપરી છાપરીએ અમારા આ મંદિર છે એમાં અમે સાત દાનની સપ્તાહ કંટીન્યૂસ ચોવીસ કલાક કે સાત દિવસ સુધી કંટીન્યૂસ ભોમ ભજન ચાલે અમારા બાજુ ગરબા ચાલે પછી અમુક નાટક બી ચાલે ગામમાં આ વિદ્યાર્થી લોકો આ તળાવમાં અમારું તળાવ છે ગામનું એમાં મચ્છી લાગે તેમાં એક લાખ ને એવા થાય તો તેમાંથી બધા ચોપડા કે ભણવાના ચોપડા નોટબુક અને ચોપડા ને મફત આપે એનાથી બધુ સારું ચાલે એમ તો અમારું વિધાર્થી મંડળ છે અમારું સિમેન મંડળ છે પછી અમારા જે બધા અમુક નેવીમાં નોકરી કરે કે મંડળ છે એનાથી બધા ગરીબ લોકો છે પાછા શિપમાં જવાના હોય એને ટ્રેનિંગ માટે પૈસા આપીએ અમે હવે ચાલે એવું તો બધું સારું ચાલ્યા કરે હવે પહેલાં કરતાં સારા વિકાસ બી થયા હવે ને બધુ સુખી છીએ હવે જરા